હા તો આ કેળાં અને કેરી જોઈતી છે તો શું ભાવ ચાલતો છે ઓ હો હો હો હો હો કઈ વધારે જ મોંઘું નથી ચાલતું છે આ કઈ વધારે જ મોંઘું નથી કેરી અને કેળાં હમણે અરે પણ કંઈ તમે પણ કઈ વધારે જ કહેતા હોવ એવું મને લાગે છે હું અગાડી જરીક ગઈ હતી તાં તો શું થયું હતું કે ત્યાં તમે જ કઈ વધારે જ કહેતા છે

અરે સાવ સારા ભાવ લગાવોને આના કેરીનાં અચ્છા સો જરીક તો હમજીને હમજીને ભાવ લગાવો

અઅ

મારે તો હવે શું કેવું વધારે જ જોઈતાં હતાં પણ તમે કંઈ વધારે જ ભાવ બોલતા છો તો જરીક સમજી લેવાનું કોઈ તમારી અહિયાં બહુ જ હું અહીં બહુ ઘણીવાર આવું છું તમે તમારા બીજા જે તમારા પપ્પા પણ કોઈ કોઈ વાર અહીં ઊભા રહે છે તો તેમને પૂછી લેજો કે હું આવું છું બોઉ વાર હું અહિયાંથી જ લઈ જાઉ છું મને ખબર છે કે તમે બહુ જ સારા અને ફ્રેશ જ વેચો છો એટલે હું અહીંથી જ લઉં છું અરે હા હા બરાબર તો એક કામ કરોને તો બે કિલોગ્રામ કેળા કેળા આપી દેજો ને ને આ જરીક ફ્રેશ જ નાના નાના આપજો મોટા મોટા નહીં આપતા અને બે કિલોગ્રામ ત્યાં કેરી બાંધી આપજો